તમને ખબર નથી પડતી તમે બીમાર છો તમને હું કીધું હતું ને દૂધ ને ખિચડી ખાવા માટે બહારનું કેમ ખાયો છો બધું

હવે તમે બીમાર છો તમે સમજવું પડે કે નહિ આવું ખાવાનું હોય બહારથી તમે સારા થવા માટે દૂધ ને તમને જે કીધું તું એ ખાવું પડે કે નહિ તમને ના ના એવું ન કરો તમે બીમાર છો તમે હોસ્પીટલમાં એડમિટ છો તમે હોસ્પીટલમાંથી જે આપે છે તે ખાયો તે ખાયો બહારનું ન મંગાવો તમે નત વધારે બીમાર પડશો તમે હા હવે અહીંયાં તમને હોસ્પીટલમાંથી આપે છે દૂધ છે ખિચડી છે સાદી ખિચડી છે મગની દાળ છે અને તમને હોપીટલમાંથી આપે છે તે ખાવ બહારનું ન ખાવ હા સારું કાંઈ નહિ હવે બીજી વાર તમે બહારનું ન મંગાવતા હવે જે તમને હોસ્પીટલમાંથી હોસ્પીટલમાંથી આપે છે તે જ ખાજો અહીંયાં અમે રોજ જ દાળ ખાવાની હોય અમે ડૉક્ટર ખિજાતા તમે બહારથી ખાવા ખાઓ છો એમને અહીંથી આપે છે તે ખાતા નથી સારા નથી થાતા એવું કે છે ડૉક્ટર ખિજવાય છે બસ દૂધ ખિચડી છે મગની દાળ છે બસ સાદું સિમ્પલ જ ખાઓ બઉં તેલ વાળું ના ખાવ ફૂડ્સમાં તમને લાગે એવું કેળાં છે પછી સફરજન છે મોસંબી છે નારિયેળ પાણી છે એવું ખાવ એવું પીવો ના ના બસ આટલું જ જેટલું આ કીધું છે ને વધારે ના લેતા હા બસ કંઈ નહિ આટલું તમને કીધું છે એટલું કરજો બહારનું ના ખાતા